હા કૂવો કૂવો છે ને ભાઈ અમારાં ગામમાં કૂવામાં આપણે કૂવામાંથી તો પાણી કાઢવા માટે ખબર છે એક ટૂબવેલ આવે હં હં હાલો ટ્યૂબવેલ એટલે એ એવો શબ્દ કે ટ્યૂબવેલ આપણે ભાષામં ઓલી શું કહે ઓલો ભૂંગળા નથી કહેતા હા હા ઓલા કટકા આવે પાણીનાં કાઢવામાં એ હા એ ટ્યુબ હા એ એ કંપનીનું સારું આવે હં હં એમાં સારું પડે આપણે કૂવામાંથી પાણી કાઢવું હોય તો હં હં એ એમાં કેવું છે જે આ ટ્યૂબવેલ આવીને નવી એમાં શું ફૂગી નથી થતી અને આપણે જે ઓલા પહેલાંના જે વાપરીએને એમાં પોબલમ એ પડે કે તડકામાં અને એ એમાં ફુગી થાય ને બીજા નંબરમાં પાણીનું હવા પકડી લે કે નહીં એટલે ખેંચતી નથી બરાબર કૂવામાંથી પાણી હં હં એટલે આ તો અમે આ નવી લાવ્યા બરબર ટ્યૂબવેલ હં હં એનો આ ઉપયોગ આમ કર્યો તો આમ આમ મજા આવે આપણને એમ ઓલા બધા પાઇપ પાથરવા કરતાં એક હારે સરખું પાથરી દઈએ કાંઈ મગજમારી જ નહીં ફિટ કરવાની હં હં ને એ તો ભાઈ એનો માણસ આવે ને એ બધુ ફિટ કરી જાય ટપક પદ્ધતિમાં કેમ આપણે હોય હં હં ટપક પદ્ધતિ જેવું છે ઓલી શળંગ નથી આવતી નળીઓ એમ આ સળંગ પાઇપ આવે એને વળી આ ટ્યૂબવેલ કહે આપણે તો આપણે તો આપણી ભાષામાં આ ઓલા ભૂંગળા નથી કહેતા એ હં હં હા સારું છે હં કૂવામાંથી ઘા ભેગીનું પાણી કાઢે ને અવાજ તો ક્યાંય ભરાય નહીં હં હં એટલે જ ને હં હં એ સારું છે કૂવામાંથી પાણી કાઢે એ જ ઉપયોગ કરવો જોઈએ હું તો કહું ટ્યૂબવેલનો હં હે હા તે